મોટે ભાગે તો હું ગુજરાતી ભાષામાં જ પુસ્તકો વાંચવાનું પસંદ કરું છું કારણ કે એક તો એ મારી માતૃભાષા છે અને બીજું એ કે અમારા રોજબરોજના વ્યવહારો આ ભાષામાં થતા હોવાથી તે સમજવી એ સરળ બને છે ગુજરાતી ભાષામાં લખાયેલું સાહિત્ય મોટેભાગે ગુજરાતી સમાજને લગતું જ હોય છે તેની સેટિંગ લઈ લો કે તેના પાત્રો લઈ લો એ ગુજરાતી હોય છે અમે એને સારી રીતે સમજી શકીએ છીએ અને તેની તેનું અમારા જીવનમાં એક ભાગ છે એવું અમે વિચારી પણ શકીએ છીએ કારણ કે ગુજરાતી સાહિત્ય મોટે ભાગે જે કાંઈ લખાય છે એ ગુજરાતી સમાજ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં રાખીને જ લખાય છે તો આ રીતે અમે એ વસ્તુને સરળથી સમજી શકીએ કારણ કે અંતે વાત તો અમારી જ મતલબ કે ગુજરાતીઓની થાય છે તેથી એ સમજવી થોડી સરળ બને છે અને અમે એને સારી રીતે રિલેટ પણ કરી શકીએ છીએ કારણ કે સ્થળોના નામથી લઈને સંસ્કૃતિ કે લોકોના નામ કે પછી એવી રીતિરિવાજ જે એમાં દર્શાવેલા હોય છે એ ગુજરાતીમાં જ હોય છે અને અન્ય કદાચ કોઈ પ્રદેશની વાતો કરવામાં આવી હોય તો એ પણ એ રીતે કરવાનું હોય કે ગુજરાતીઓને સારી રીતે સમજાઈ શકે એને જે ભાષા છે એ તો સરળ હોય છે મોટેભાગે સરળ હોય છે જે સામાન્ય માણસ પણ સમજી શકે તો એટલા માટે ગુજરાતી ભાષા પુસ્તકો વાંચવાનું પસંદ કરું છું બીજું એ કે કદાચ જો એમાં અન્ય કોઈ પ્રદેશની વાત હોય કે અન્ય ભાષાની વાત હોય તો એ પણ એ ગુજરાતી ટોનમાં જ હોય છે કે પછી ઇતિહાસ લઈ લ્યો તો ઇતિહાસ વિષે જે કાંઈ પણ ઇતિહાસમાં જે કાંઈ બની ગયેલું છે પછી એ ગુજરાતમાં હોય કે ભારતના અન્ય દે રાજ્યોમાં હોય કે પછી વિશ્વના અન્ય દેશોમાં હોય જે કોઈ ઇતિહાસની ઘટનાઓ બની ગઈ છે એ ગુજરાતી ભાષામાં લખાયેલી હોય તો આ રીતે ગુજરાતી ભાષાથી અન્ય સંસ્કૃતિ કે અન્ય પ્રદેશની વ્યવસ્થાને સમજવી પણ સરળ બને છે મોટ સા ઘણી વાર એવું પણ બને છે કે અમુક સમાજ એવો હોય છે કે અમુક લોકો એવા હોય છે કે જેને અંગ્રેજી સાહિત્યમાં રસ છે તેની ત્યાંની સંસ્કૃતિ વિષે કે પછી ત્યાંના ઇતિહાસ વિષે જાણવામાં રસ હોય છે પણ તેઓ અંગ્રેજી ભાષા જાણી નથી શકતા તો એમાંથી અનુવાદ કરેલા પુસ્તકો છે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ હોય તો તેના વડે તેના વિષે જાણી શકાય છે એટલે પણ ગુજરાતી એ મારી પ્રથમ પસંદગી છે ત્રીજું એ કે એમાં મોટે ભાગે જે સમસ્યાઓ કે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે એ ગુજરાતી હોય છે તો એક ગુજરાતી તરીકે અમે એમાં એક આપણાપણું દેખાઈ આવે છે કે ભાઈ તો અમારી જ સમસ્યા છે અમારી જ વાત થાય છે તો તેનાથી એમાં રસ પણ વધારે જાગે છે અને તેને સમજવું પણ એ રીતે એક રીતે સરળ બને છે તો અંતે એમ કે તેને સમજવું સરળ બને છે એટલા માટે એ પ્રથમ પસંદગી છે ગુજરાતી સિવાય હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં પણ પુસ્તક વાંચવાનું પસંદ કરું છું ઘણા ખરા લેખકો એવા પણ હોય છે કે જે મૂળ ગુજરાતી હોય છે પણ અન્ય ભાષાઓમાં લખતા હોય છે અંગ્રેજીમાં પણ ઘણા ખરા લેખકો એવા છે જે મૂળ ગુજરાતના છે અને અંગ્રેજીમાં લખે છે તો એવા પણ જે પાત્રોના નામ છે એ ગુજરાતી હોય છે તેથી એ સમજવામાં પણ સરળ બને છે અને એવા પણ ઘણા લોકો છે કે જે અન્ય જગ્યાના હોય અને ગુજરાતીમાં લખે છે મોટેભાગે ભારતના અન્ય રાજ્યોમાં વસતા લોકો ગુજરાતી શીખીને ગુજરાતી સાહિત્યમાં પોતાનું યોગદાન આપે છે તો એમના વડે ગુજરાતી ભાષા દ્રારા અમે અન્ય રાજ્યોની સંસ્કૃતિ એ તે લોકોની વ્યવસ્થાને પણ સમજી શકીએ છીએ એટલા માટે ગુજરાતી પુસ્તકો એ મારી પસંદ પ્રથમ પસંદગી છે